જી હલો એજન્સીમાંથી વાત કરો છો હા હું કરણ વાત કરું છું તમારે ત્યાંથી મેં ત્રણ મહિના પહેલા એક ઓર્ડર આપ્યો હતો હવે એ મારું શર્ટનો જે મેં ઓર્ડર આપ્યો હતો તે મારા ભાઈના લગ્નમાં પહેરવા માટે મેં આપ્યો હતો હવે એ વાતને ત્રણ મહિના થઈ ગયા હજુ સુધી એમાં મને કોઈ જ માહિતી નથી આપી કે નીકળી ગયો છે એ ઓર્ડર કશે ફસાઈ ગયો છે મને નથી મળવાનો કોઈ કારણસર સામેની કંપની કે જે કોઈ પણ આ વેપાર કરતા હોય તે લોકોને કોઈ મુશ્કેલી આવેલી છે તો મને જણાવો તો મને ખબર પડે કે મારે શું કરવાનું મારા ભાઈના લગ્ન નજીક જ છે અને હવે તો બે જ દિવસ બાકી રહ્યા છે હવે જો બે દિવસમાં પણ મારા માટે જે શર્ટ મંગાવેલો તે નહીં આવી શકે તો પછી હું કઈ રીતે કરું મારે આ ખૂબ જ મનગમતો મારા પત્નીએ પસંદ કરેલો શર્ટ હતો જે અમારે બધા એ પ્રકારની જ થીમ રાખી હતી કે જેમાં આવો શર્ટ પહેરી શકે બધા અને મારો પણ એ જ પ્રકારનો હતો મારા ભાઈનો આવી ગયો મારા સાળાનો આવી ગયો મારા છોકરાનો પણ આવી ગયો અને મારો નથી આવતો મને જણાવશો કે આમાં શું રિઝન છે કારણ બતાવો મને જો આ નહીં આવવાનો હોય બે દિવસમાં તો હું આને રદ કરી દેવા માંગું છું મને કોઈ જ જરૂર નથી આવા શર્ટ પેરવાની કે જે મને ત્રણ મહિના સુધી ખેંચી શકે ત્રણ મહિના સુધી હું આ શર્ટની રાહ જોઉં છું પહેલા મહિને તો મેં તમને તરત જ ફોન કર્યો હતો અને જણાવ્યું હતુ કે મને આ શર્ટ જોઈએ છે તમે તાત્કાલિક સગવડે આને મોકલો પણ નહીં એનો કોઈ જ તમારા તરફથી મને અભિપ્રાય આવ્યો નથી આનું શું કરવું મારે હું સમજી શકું છું કે કશે ને કશે કોઈને કોઈ ખામીના કારણસર આ અટકી ગયું છે એ ખામી તો મને જણાવો મને ખ્યાલ તો આવે કે શું વાંધો છે હા નહિ નહિ નહિ નહિ મને ગમે તે સંજોગોમાં આજે નહિ તો કાલે આ શર્ટ જોઈશે કેમ કે બે દિવસમાં મારા ભાઈના લગ્ન છે સમજવાની કોશિશ કરો લગન હું શર્ટ પહેર્યા વગર નહિ જઈ શકું આ કા તો પછી હુ આ શર્ટ જ નહિ પહેરું પછી હું કંઈ પણ પહેરીને જતો રહીશ મને વાંધો નથી જી શું શું પગલાં લેવાં જોઈએ મારે આના માટે અચ્છા અચ્છા તો મને એના માટે તમે લિંક કે જે કંઈ પણ હોય તમારું મોકલો એમાં હું મારું કારણ પણ લખીશ નહિ નહિ મને તમારી સાથે કોઈ કોઈ જ મુશ્કેલી નથી મને તમારો જવાબ આપવાનો રીત પણ ગમી પરંતુ મારે જે મુશ્કેલી છે તે તમે પણ સમજો મને જે વાંધો છે તે તમારી કંપની સાથે છે કે જે મને ત્રણ ત્રણ મહિના સુધી આ મોકલતી જ નથી એક શર્ટ બનાવવામાં આટલી વારમાં તો શર્ટ મિલમાંથી બનીને બહાર આવી જાય તમે કેમ સમજતા નથી જી જી મને મોકલો હું હું નહિ જાણું મને બે દિવસમાં શર્ટ જોઈએ કા તો પછી આ કેન્સલ કરી દો ને મને પૂરેપૂરી રકમ મારા વળતર સાથે પાછી જોઈ છે જી